હલ્લો હા બોલો હા બોલો બોલો હં હં હા હા હા હા હા તો તમે કઈ રીતે જવાના છો ત્યાં

હં

અચ્છા હા કેટલા દિવસ માટે જવાના છો હા કેટલા સ્ટુડન્ટ છે

હં હં હં હા તો તમને સાઇન્સ ફેર માં શું ફાયદો થવાનો છે છોકરાઓને લઈ જાવ છો તો

હં હં હા હા હા હા ઓકે હા અને સ્ટુડન્ટની પેરેન્ટ્સની બધી ડિટેલ્સમાં તેમના પેરેન્ટ્સને આપી દીધી છે ને બધાની પરમિશન લઈ લીધી છે હા હા હા હા હા હા ઓકે હા અને તેમને છોકરાઓને રહેવા માટે જમવા માટે બધી સગવડ થઈ ગઈ છે બરાબર હં કોઈ સ્ટુડન્ટ બીમાર હોય તો એમનું બધું ખ્યાલ રાખવાનું એ બધું ખ્યાલ છે ને તમને હા હા હા હા હા હમ ઓકે ઓકે હા તો તમે સ્ટુડન્ટ લઈને જઈ શકો છો અને ધ્યાન રાખજો બધા સ્ટુડન્ટનું કોઈને ન તકલીફ ન થાય એવી રીતે જજો બધાં અને શાંતિથી પાછા આવી જજો હા ઓકે હા ઓકે વેલકમ